હા મારે એક નવું ટેબલેટ જોઈએ છે હા એના માટે મારે તમારી સાથે તમને પૂછપરછ કરવી હતી કાંઇ હા એના માટે શું ડોક્યુમેન્ટ જોઇશે અને જે મને મોડલ જોઈએ છે એ મોડલ મને મળતો નથી તો એના વિષે તમે મને જાણકારી આપશો થોડી હા એમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે હા તો બોલો હા હા કંઇ નહીં આધાર કાડ પાન કાડ એ સારું હા કંઇ નહીં તમે મને મોકલી આપો હું કરીને હું તમને જોઈને જવાબ આપી દઇશ કે કેવી રીતના એ ટેબલેટ મંગાવી શકું હું ઓકે